ભાષા એ સંસ્કૃતિનું પ્રતિક છે જેમ જેમ માણસોનો વિકાસ થાય છે તેમ તેમ ભાષામાં પણ પરિવર્તન આવતું હોય છે ગુજરાતી ભાષા વેપારીઓની ભાષા તરીકે વિકસેલી છે ગુજરાતી ભાષાના શબ્દો મોટા ભાગે સંસ્કૃત અને હિન્દીમાંથી આવેલા છે ગુજરાતીના સૌથી જૂના સાહિત્યકાર નરસિંહ મહેતા છે ઓગણીસો ચાલીસમાં ગાંધીજીએ ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શબ્દકોષ બનાવવા માટેનું મુહિમ ચલાવીને ત્યારથી ગુજરાતી ભાષા સતત વિકસતી રહી છે એકવીસમી સદીમાં અંગ્રેજીના પ્રભુત્વથી કારણે ગુજરાતીમાં પણ ઘણા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થવા માંડ્યો છે